મારા જીવનમાં સૌથી મોટી સિદ્ધિ એ છે કે મને શિક્ષણ મને ભણવું ખૂબ જ ગમે છે હું એકથી એકથી આઠ ધોરણ પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યાં મને ખૂબ જ મજા આવી આ સાથે સાથે મેં ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો પછી મેં નવથી બાર માધ્યમિકમાં શિક્ષણ કર્યું ત્યાં પણ મને ખૂબ જ ગમતું હતું અને સાથે સાથે મેં ઘણા બધા એવા રમતો સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં પણ ભાગ લીધો હતો અને ધોરણ બારની વાત કરું તો તેમાં મારે અ સૌથી વધારે આખા ક્લાસમાં સૌથી વધારે માક્સ હતા એ વાતનો મને ખૂબ જ ગૌરવ છે અને આ માર્ક્સને લીધે મારાં મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ થયા હતા અને ધોરણ બારમાં મેં ભણવાની સાથે સાથે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો તેમાં પણ મારે એવા સારા માક્સ મને મળ્યા હતા આમ મારા જીવનમાં શિક્ષણ એ ખૂબ જ અગત્યની સિદ્ધિ છે એવું કહી શકાય અને આ વાત ઉપરથી મને ખૂબ જ ગૌરવ થાય છે